ગુજરાતમાં વિસ્તાર પ્રમાણે વાનગીઓ તો બદલાય છે તેમાં દક્ષિણ ગુજરાત કહો સૌરાષ્ટ્ર કહો કે ગુજરાત કહો સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ આવેલું છે પણ તેના અલગઅલગ ભાગ કહી શકો સૌરાષ્ટ્ર છે એ ગુજરાતનો એક ભાગ જ છે પણ તેની વાનગીઓ અલગ અલગ પ્રકારની છે જેમ કે દક્ષિણ ગુજરાતમાં છે એ તમે જોઈ શકો છો કે ત્યાં તીખી વસ્તુ બનતી હોય છે સૌરાષ્ટ્ર છે ત્યાં વધારે પડતું સ્વીટ લેવામાં આવે છે દક્ષિણ ગુજરાતમાં છે જેમ કે આલુપૂરી છે ખમણ છે એ પણ રસાવાળા ખમણ છે પછી બટાકાપૂરી છે પછી ટમેટાપૂરી છે સૂતરફેણી ઘારી એ દક્ષિણ ગુજરાતી સ્પેશિયાલિટી છે સૌરાષ્ટ્રની સ્પેશિયાલિટી કહીએ તો ઊંધિયું છે પછી જલેબી ફાફડા છે એ સ્પેશિયાલિટી સૌરાષ્ટ્રની છે આપણે ગુજરાતના બાકી વિસ્તારો જુદા એ રીતે પડે છે સૌરાષ્ટ્રથી કે ત્યાં વધારે સ્વીટનેસ આવી જાય છે દક્ષિણ ગુજરાત કરતાં દક્ષિણ ગુજરાતમાં છે એ થોડીક સ્પાઇસી લેવલનું હોય છે બધું ફૂડમાં જઈશું તો જેમ કે રાંદેરની આલુપૂરી છે દક્ષિણ ગુજરાત સ્પેશિયલ સુરતની રાંદેરની આલુપૂરી અને ખાઉશા ચોકનો કોકો અને રસાવાળા ખમણ મનમોહ મનમોહનની સામે સ્ટેશનની બટાકા પૂરી એ તો શું કેવું લશ્કરના ટમેટાપૂરી જે સ્પેશ્યલ તેના માટે લાઇન લાગતી હોય છે જે સવાર થાય સવારે એ ઇવ મોર્નિંગમાં સેવન થર્ટીથી ચાલુ થાય તો બાર વાગ્યા સુધી બપોરે પૂરું થઈ જતું હોય છે એટલી સરસ તેની ટમેટાપૂરી આવે ત્યાં ત્યારબાદ ચોટાપૂલમાં જમનાદાસની સૂતરફેણી છે એના તો છોકરાંઓ તો ફેન હોય જ અને ઘારી એ જે ફેમસ છે એ ત્યાં લોકો લાઇન લગાડે છે એ વસ્તુ લેવા માટે સ્પેશિયાલિટી આલુપૂરી એ અલગ આલુપૂરી છે ત્યાંની જેમ કે તમે નીચે પેલા પુરી હોય છે તેની ઉપર સ્પેશ્યલ બટેટાનો મસાલો ત્યાંનો બનાવેલો છે અને સ્પેશ્યલ તેમની તીખી ચટણી નાખેલી હોય છે એમાં એક એ લોકોની દક્ષિણ ગુજરાતમાં સ્પેશિયાલિટી છે સૌરાષ્ટ્રની વાનગીઓ તેનાથી થોડીક અલગ પડી જાય છે જેમ કે તેમના રસાવાળા બટેકા છે ઊંધિયું છે ત્યાંનો સેવ ટમેટાનું સ શાક છે એ થોડુંક સ્વીટનેસ ઉપર વહ્યું જાય છે એટલે બંનેમાં ઘણો બધો ડિફરન્સ આવી જાય છે લાઇક દક્ષિણ ગુજરાતમાં વાનગીઓ છે તો એ તમે કહી શકો કે સ્વીટ આવી છે તો એમાં સ્વીટનેસ એડ શું થાય છે એમાં સુગરનો વધારે યુઝ થયો છે નહીં તેમાં સૌથી વધુ યુઝ થાય છે મરચાનો પછી મોર્નિંગમાં તમે નાસ્તો જોશો તો ત્યાં હશે કે દક્ષિણ ગુજરાતમાં લોચો છે ત્યાં નાસ્તામાં એ બધા લોકો આરોગે છે પછી સૌરાષ્ટ્રની વાત કરશું તો ત્યાં બધા અત્યારે જલેબી ફાફડા છે એ પહેલાં આરોગશે પછી આપણે આફ્ટરનૂનનું કરીશું તો ત્યાં બધા અત્યારે સ્પાઇસ લેવલ વધારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે જેમ કે તે લોકો અત્યારે સ્પેશિયલી ત્યાંનું ઉંબાડિયું છે જે અંદર જમીનમાં માટલું ગાળી અને તેમાં બધા પ્રકારના શાકભાજી છે એ એડ કરી અને એમાં તીખી મરચાવાળી ચટણીના એડ કરે છે તેમાં અને એ પણ લીલા મરચાંની કે લાલ મરચાંની અને એની ચટણી એડ કરી એ લોકો એનું શાક બનાવે છે અને ઢાંકી તેની ઉપર એક પાન આવે છે ત્યાંના સ્પેશ્યલ પાન આવે છે એ જ યુઝ કરી શકે છે અને એના સિવાય ઉંબાડિયામાં યુઝ ના થાય એ લોકો એ યુઝ કરે છે અને ત્યાં ઉપર એને ઢાંકી અને એને ધુંગાર થોડોક આપવામાં આવે છે ત્યારબાદ એ વસ્તુ બને છે અને ત્યાંથી એનાથી થોડુંક ડિફરન્ટ સૌરાષ્ટ્રમાં ઊંધિયું બને છે એ જ વસ્તુ પણ થોડુંક અલગ કે જેમ કે મેથીના તાપ ગોળા નાખવામાં આવે છે થોડુંક સ્વીટનેસ ઉપર હોય છે સ્પાઇસ હોય છે પણ સ્વીટનેસ ઉપર હોય છે પછી જો એમ કે દક્ષિણ ગુજરાતમાં તીખું છે અને સૌરાષ્ટ્રમાં પણ તીખું બને છે જેમ કે સ્પેશ્યિલ સૌરાષ્ટ્રના ભૂંગળા બટેટા કે જે સ્પાઇસી હોય છે સ્પેશિયલી એમાં પણ ધોરાજીના ભૂંગળા બટેટા જે જેમ કે બહુ જ સરસ હોય છે ને તેના માટે પણ ઘણી લાંબી લાઇન લાગે છે